કેમકે મને ડિટેઈલમાં જવાનું હોય ને ત્યારે મતલબ કંટાળો આવી જાય કારણ કે એક જ વસ્તુની ઉપર તમે કલાક બે કલાક આપો ત્રણ કલાક આપો ને પછી એ કેવું એ એવું એવું

આમ તો જોકે છે ને બધા ટાઈપનાં ટુલ યુસ કરી શકાય ડ્રોઈંગમાં પણ હું આમ મોસ્ટ ઓફ ડ્રોઈંગ પેન્સિલ્સ છે ચારકોલ પેન્સિલસ છે તે બધાનો યુસ વધારે કરું ખાસ કરીને એક પેન્સિલ છે મારી પાસે એચબી એક આવે છે એચબી એક પેન્સિલ છે તે હું યુસ કરું છું કેમ કે જો મારા મોસ્ટ ઓફ બધા ડ્રોઈંગ બનાવું છું ને કોઈ પણ મટિરિયલમાં સારી સારી ક્વૉલિટીનું મટિરિયલ યુસ કરું છું એટલે કોઈ ઇસ્યુ નહીં રહે મને જેથી હું મારા ડ્રોઈંગને વરસો વરસ સુધી સાચવીને રાખું ને તો પણ એ એવાં ને એવાં કેમકે તમે કેટલાક કાગળ જોયા હશે પેલા પીળા પડી જાય સમય જતાં તેના પર એની ઇન્ક છોડે એવું એટલે આપણે એવું નથી એટલે હું અમુક બ્રાન્ડ છે બે ત્રણ બ્રાન્ડ છે તે જ બ્રાન્ડનો યુસ કરું છું જેમકે ફેબર કાસ્ટલ છે સ્ટ્રેટલર છે બ્રુસટો છે એવી બધી કંપનીનાં યુસ કરું જે થોડુંક પ્રીમિયમ કોલેટી પણ આપે છે ને તેમાં પ્રાઇઝ રેન્જ થોડીક ઓછી હોય છે અને હું જ્યાંથી ખરીદું છું ને તો એક માર્કસ સ્ટેસનરી કરીને છે અહીંયા અલથાણમાં જ છે ત્યાંથી હું ખરીદું છું એટલે આમ પણ બધે તમારે જાવ તમે જઈ શકો છો ને ત્યાં અમુક એવી સ્ટેનરી છે ત્યાં તમને લૂંટે છે એટલે હું પ્રીફેર કરું છું કે અમુક જે તમે ઓળખો છો ને તેવી સ્ટેશનરીમાં જાવ જેમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળી જાય ને તમે એવું પ્રીફર કરો કે તમે બ્રાન્ડેડ વસ્તુ યુસ કરો હજુ તમે બિગ બિગનર છો તમને તો જો એટલું આવડતું નથી તમે લોકલમાં જઈ શકો છો કે ઇન્વેસ્ટ તમારે એટલા કરવા ન હોય અંદર એકવાર શીખી જાવ કે તમારું કોઈ કમિસન વર્ક ચાલું થઈ જાય તમારે બ્રાન્ડેડ વસ્તુ યુસ કરો જેથી તમારે કંપનીને પણ રાહત મળી શકે એને ચિત્રકામના સાધનો આમ તો સસ્તાં જ આવે છે ડીકાઉન્ટ સાથે મળી જાય છે પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળી જાય છે મને તો એ તમને પણ મળી જ જશે હું જે સ્ટેસનરી જ્યાં હું જાઉં છું ત્યાં